ગુજરાતના સમાચારના મુખ્ય સ્ત્રોત પહેલાંના જમાનામાં માત્ર ન્યૂઝ પેપર આવતાં હતાં જેમાં સંદેશ ગુજરાત સમાચાર દિવ્યભાસ્કર મુખ્ય હતાં સમય જતાં જેમ આગળ વધ્યું તેમ એમાં ગુજરાત ગાર્ડિયન અને ગુજરાત મિત્ર જે છે એ પણ એ ના સમાચાર જે છે આવતા થયાં ધીમે ધીમે ટેકનોલોજીના વિકાસથી ગુજરાતના સમાચારમાં મુખ્ય સ્ત્રોતોમાં બીજી કેટલી બાબતો છે જે એડ થઈ જેમાં ટીવી ન્યૂઝ ચેનલ્સ હતી ઇલેક્ટ્રોનિક્સ મીડિયા હતું આ ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં એસ ન્યુઝ ટવેન્ટી ફોર બાય સેવન ન્યુઝ વીટીવી જીએસટીવી સંદેશ ટીવી આવા ગુજરાતી સમાચારને લગતી ન્યૂઝ ચેનલો જે છે એની શરૂઆત થઈ આ ન્યૂઝ ચેનલો ઉપર તમને ચોવીસ કલાક સાતે દિવસ એટલે કે ટવેન્ટી ફોર બાય સેવન ગુજરાતના જિલ્લાઓનાં તાલુકાઓનાં ગામડાઓનાં સમાચાર જે છે એ લાઇવ જે છે મળતા હોય છે આ ઉપરાંત સમાચારના મુખ્ય સ્ત્રોતમાં નવી એક ટેકનોલોજી છે જે એડ થઈ છે એ મોબાઇલ મોબાઇલમાં અત્યારે કેટલાક ન્યૂઝ ચેનલના એપ જે છે એ જોવા મળે છે દાખલા તરીકે દિવ્યભાસ્કરની એપ આવે છે સંદેશની એપ આવે છે તો જેમાં મુખ્ય સમાચાર જે છે એ એકદમ શોટકટ અથવા તો એકદમ સમરી કરીને જે છે આપી દેવામાં આવતા હોય છે આ ઉપરાંત ઇન્ટરનેટમાં ઘણાં બધા ન્યૂઝપેપરનાં કટીંગસ જે છે એ ફરતાં હોય છે એમાં પણ જે છે એ આપણા ન્યૂઝનાં ન્યૂઝ જે છે એ વાંચી શકતા હોઇએ છીએ ન્યુ ઇન્ટરનેટ થકી પણ આપણે સર્ચ કરીએ કોઈપણ ટોપિકસ તો એ ટોપિક્સ જે છે એ શું કહેવા માગે છે એ પણ આપણે ઇન્ટરનેટથી જે છે એ સર્ચ કરી શકીએ છીએ એટલે કહેવાનો મતલબ અત્યારે બીજું સમાચારના મુખ્ય સ્ત્રોતમાં દર મહિને કેટલાંક મેગેઝીન્સ જે છે એ પબ્લિશ થાય છે અને એમાં કરંટ અફેર્સ આ કરંટ અફેર્સ જે છે એને લગતા ટોપિક્સ જે છે એ એમાં સમરી કરીને વણી લેવામાં આવ્યા હોય છે દાખલા તરીકે આઈ સી મેગેઝીન લિબર્ટીનું જનરલ લેટેસ્ટ ફેકટ ઈન જનરલ નોલેજ યુવા પબ્લિકેશન આ બધા પબ્લીકેશનમાં આખા મહિનાના તમામ સમાચારો જે ગુજરાતને લગતા છે જે ભારતના લગતા છે અને વિશ્વને લગતા છે તે સમાચારને બ્રિફ કરીને એમાં આખું લખાણ લખવામાં આવતું હોય છે અને એને દર મહિનાની એક થી પાંચ તારીખ સુધીમાં એ લોકો પબ્લિશ કરતાં હોય છે તેના થકી પણ વ્યક્તિ જે છે એ સમાચારના સ્ત્રોત જે છે એ વાંચી શકતા હોય છે આ ઉપરાંત કેટલીક જગ્યાએ ઇન્ટરનેટ પર ઈ પોલ પૂછવામાં આવતો હોય છે આ પોલમાં જે છે એ કોમેન્ટ્સ પૂછવામાં આવતી હોય છે કે ભાઈ તમે શું માનો છો તો એ એ એ પોલ્સ થકી પણ જે છે આપણે ઘણાં બધા સમાચાર જે છે એ લઈ શકતા હોય છે કે ભાઈ ખરેખર અત્યારના સમયમાં અત્યારે જમાનામાં શું ખરેખર ચાલી રહ્યું છે